શિક્ષણના બાબતમાં શહેરના વિસ્તારથી ગામના લોકો ખૂબ જ પાછળ હોવાનું હોય છે એવું કહેવામાં આવે છે પણ એવું ઘણા સમયે આ વાત જો ગલત સાબિત થાય છે કેમકે ઘણી રીતે જો ગામના વિસ્તારમાં મોટે ભાગે સર મોટેભાગે તે લોકોના છોકરાઓ જે હોય છે તેઓ ગવર્મેન્ટ જે સ્કૂલો હોય તેમાં ભણે છે ને ઘણી જગ્યાએ સારું શિક્ષણ આપવામાં આવે છે પણ ઘણી જગ્યાઓ એવી હોય છે કે જ્યાં સારું શિક્ષણ આપવામાં આવતું નથી અને ત્યાં ઘણા ઘણી રીતે કોઈ વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન આપવામાં આવતું નથી તે રીતે જો પછી ત્યાં વિદ્યાર્થીઓ છે જે ઓ તે તેમના પર ધ્યાન આપવામાં આવતું નથી તે એ તેથી તે ત્યાંના જે વિદ્યાર્થીઓ હોય છે જેઓ સ્કૂલે કે કોલેજે જવાનું બંદ કરી દેછે અને તે તો પણ ત્યાં કોલેજના જે કે સ્કૂલોના જે વિદ્યાર્થીઓ હોય છે તે નથી જતાં તો પણ કંઈ કોલેજના જે પ્રોફેસરો હોય કે સ્કૂલો હોય કે કોઈ ડીપાર્ટમેન્ટ હોય તેઓ તેમના પર ધ્યાન આપ્યા વગર ખાલી એક્ઝામ ના ટાઈમે એક્ઝામનો ટાઈમ આપી દે તો મારે આ ટાઈમે એક્ઝામ આપીને જવાનું છે બસ એટલું જ પછી ભણાવ્યું નહીં ભણાવ્યું સિલેબસ પૂરો થયો કે નથી પૂરો થયો એનું કોઈ ધ્યાન આપતા નથીને શહેરના વિસ્તારમાં કેવું હોય છે કે ત્યાંના જેઓ વાલીઓ હોય છે કે જેઓ તેમના સ્કૂલ સ્કૂલનો કે કોલેજનો વિઝિટ કરે છે તેમના સ્કૂલ વિદ્યાર્થીઓને નિયમિત સ્કૂલે કે કોલેજે મોકલે છે અને ત્યાં સ્કૂલે ને કોલેજે વિઝિટ કરી અને તેમના વિષે શિક્ષણ વિષે બધું પૂછે છે જાગૃત હોય છે અને તેથી જેઓ ગામના એ ગામના ઘણા ખરા લોકો હોય છે જેઓ ગવર્મેન્ટ સ્કૂલોની જગ્યાએ જો પ્રાઇવેટ સ્કૂલો કોલેજો પાછળ જવાનો પ્રયાસ કરે છે અને સહેક શહેરીકરણ તેમાં વધે છે અને તેથી શહેરમાં ખાસ લોકો પ્રત્યે જો હોય તે બધું કાં તો હવે પૈસા પર ડીપેન્ડેન્ટ હોય છે અને આજના સમયમાં તો મોટેભાગે પૈસાનું જ બધું ચાલે છે અને શિક્ષકોને ખાલી ઘણી ઘણી ખરી રીતે ખાલી પૈસા લેવાનું હોય તેટલું જ નહીં કંઈ માન સન્માન મળતું હોય તેટલું જ પછી તેમના વિદ્યાર્થીઓ જેમ કરે તે કંઈ લેવા દેવા નહીં એવી રીતે વિચારીને કંઈ ભણાવે નહીં સારું શિક્ષણ નહીં આપેને એમ તેમ કરીને એવું થાય છે ને શહેરમાં કંઈ એવું છે કે ત્યાં બધું સારી રીતે ને એમ તેમને મોટે ભાગે ત્યાં પ્રાઇવેટ સ્કૂલો હોય છે તે જ્યાં તેમના પર નિયમિત રીતે ધ્યાન આપવું ધ્યાન આપવામાં આવે છે વિદ્યાર્થીઓ ઉપર ને એવી રીતે બધું કરવામાં આવે છે તે રીતનું બધું થાય છે અને ગ્રામના વિસ્તારોમાં આવી રીતે ઇન્ડીવ્યુઝલ રીતે કોઈ વિદ્યાર્થીઓ ઉપર કે તેમના તમે વિદ્યાર્થીઓ ઉપર ઘરે પણ ઘરે પણ ધ્યાન નથી આપવામાં આવતું અને સ્કૂલોમાં કે કંઈ કોલેજોમાં જે ગ્રામ્ય વિસ્તારમાં હોય ત્યાં ખાસ કરીને ગવર્મેન્ટ જે હોય ત્યાં ધ્યાન આપવામાં આવતું નથી ત્યાં એવું હોય છે કે તેમાં મળે તો લઈ લીધું બાકી હવે જાઈ અને ગ્રામ ગામ ગામોમાં ખાસ કરીને અહીંયાં મમ્મી પપ્પા તો ભણેલા નહીં જ નહીં જ જોવા મળે તો તેથી તેમને જાગૃતિનો અભાવ હોય છે અને તેમના છોકરા છોકરીઓ જે કંઈ હોય તે ભણે તો ભણે તે જેમને રસ હોય તે ભણે ઈંટરસ્ટ હોય તે કહે તેમને તો મમ્મી પપ્પા પણ તે રીતે બધું પૂરું કરી શકે પણ ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ભણવામાં રસ ધરાવે પણ પછી જેવો સાથ તેવો સંગાથ એવી તે રીતે તેમના મિત્રો હોય તે લોકો નહીં ભણે તો તેમની પાછળ જ તે લોકો તે મારો મિત્ર આમ કરે છે તો મારે પણ તેમ જ કરવું છે સાથે રહી ત્યાં સુધી સારી રીતે તેઓ એવી રીતે એવું વિચારી પછી તે લોકો એક બીજાની સાથે પાછળ જ ફરે છે તેથી થઈ જાય પછી તે રીતનું બધું કરે છે ને તેમની મિત્રોની પાછળ તેમનું પણ કરિયર બગાડી દે છે અને શહેરમાં એવું હોય છે કે જેમના મમ્મી પપ્પા શિક્ષકો મમ્મી પપ્પાને શિક્ષકો વડીલો જે કંઈ હોય તો તેમના પર ધ્યાન આપે તેઓ તે રીતનું બધું તેમનું કેરિયરનું પણ બધું સાથ સાચવી રાખે છે સારી રીતે રહે છે ને એમ તેથી બધું શાંતિથી તેમનું પતી જાય છે અને કરિયર સારી રીતે બનાવે છે તેથી ગામના વિસ્તારના જે છોકરાઓ જેમના પર આર્થિક સ્થિતિ સારી હોય તે લોકો શહેરમાં જઈને શહેરમાં જઈને તેમનું શિક્ષણ આગળ વધારી શકે છે અને તે રીતનું શહેરીકરણ વધે છે અને ગામમાં ખાસ કરીને એ બધું ખૂબ જ ઓછું હોય છે અને શહેરમાં તો મમ્મી પપ્પા પણ તેમના વિદ્યાર્થીઓ પર ખૂબ ધ્યાન આપવાવાળા હોય ને મૂટ સારું શિક્ષણ હોય શિક્ષણ આપે છે એ સારું શિક્ષણ લે છે કે નહીં કે આ અહીં બધું હું હાલચાલ છે વાલી મિટિંગને એવું બધું કરે છે સ્કૂલ કોલેજોમાં તેથી શહેરોમાં સાર્વ સારો પ્રભાવ છે એમનો અને તેથી ત્યાંના શહેરનામાં વિદ્યાર્થીઓ વધુ શિક્ષિત હોય છે અને ઘણા ગામના વિદ્યાર્થીઓ શહેરમાં જઈને તેઓ પણ પછી શહેરમાં વસી જાય છે અને શહેરનો વિસ્તાર વધુ શિક્ષિત બની જાય છે અને ગામમાં તો હવે આજકાલના વિદ્યાર્થીઓ ખાસ કરીન હવે સટ્ટાઓ કે પત્તી તીન પત્તીને ગેમ રમીને બધું રમવામાં પછી ટેવાઈ જાય છે ને પછી ધુમ્રપાન ને સ્મોક હવે ડ્રિંકને બધું કરવા માંગે મા માંડે છે ને પછી તેમાને તેમાં તેમનું કરિયર બગડી જાય છેને જ્યાં છે તેનાથી પણ વધારે નીચે જતાં રહે છે ને શહેરના છે શહેરવાળા છે જેતે ભણી ભણીને જ છે તેનાથી પણ વધારે ઉપર જતાં રહે છે તેથી કહેવા માંગુ કે એમ જે શહેરમાં છે તેમ તેમના પર સુવિધા હોય છે પણ ગામના વિદ્યાર્થીઓ છે તેમના પણ પર સુવિધા મોટે ભાગે તો હાલમાં ઉપલબ્ધ હોય છે પરંતુ તે કરવા માંગે પણ ઘણી રીતે આર્થિક સુવિધા નહીં હોય ને ઘણી રીતે તેમના પર ધ્યાન આપવાવાળું કોઈ નહીં હોય તેથી તે લોકો પાછળ પડતા જાય છે તેથી તેમના પર ધ્યાન આપે એ માટે કંઈ તેમને ભણાવવું ને શિક્ષિત કરવું જોઈએ